હાલનાં સમયની વાત કરીએ તો આધુનિક ટેકનોલોજીનાં માધ્યમથી અને બે હજાર સોળની શિક્ષણ નીતિથી સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચુ આવ્યું છે અને લોકોની રોજગારીમાં પણ ખૂબ જ વધારો થયો છે જયારે શિક્ષણ પ્રણાલિની વાત કરવામાં આવે તો બે હજાર સોળની નીતિ મુજબ બે હજાર સોળની શિક્ષણ નીતિ મુજબ અ શિક્ષણનું સ્તર વધારવા માટેનો ભાર આપવામાં આવ્યો છે દરેક બાળકોને દરેક વિદ્યાર્થીઓને દરેક લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે દ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ અલગ અલગ શિક્ષકો દ્વારા અ સંપૂર્ણ શિક્ષકોના સ્ટાફ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તમામ સુવિધાથી સજ્જ સ્કૂલો રાખવામાં આવે છે જેથી કરીને બાળકો સારી રીતે સારાં વાતાવરણમાં ભ ભ ભણી શકે શિક્ષણ મેળવી શકે બીજી વાત કરીએ આમાં તો બે હજાર સ સ સોળની શિક્ષણ નીતિ મુજબ દરેક બાળકોને ભણવાનો અધિકાર છે અને દરેક ગ્રામ્ય વિસ્તારોમાં દરેક તાલુકાઓમાં દરેક જિલ્લાઓમાં દરેક બાળકોનું સર્વે કરવામાં આવે છે જે બાળકો સ્કૂલે નથી જતાં કે ડ્રોપ થઇ ગયા છે તે બાળકોનું પુનઃ ઍડમિશન અપાવીને તેઓને શિક્ષણ આપવામાં આવે છે